હું મારા મનપસંદ ખેલાડીની વાત કરું તેનું નામ છે વિરાટ કોહલી અને તેઓ આપણા ભારતની ટીમમાં પણ શામેલ છે એક વાર કેપ્ટનસીપ પણ એમને લીધી છે અને બહુ સારું એવું રમે છે અને તેમની સ્કિલની વાત કરું તો તેઓ છે ને આખી ટીમ જ્યારે ના સારું એવું પ પ્રદર્શન આપે ત્યારે તેઓ પોતે એને સારું પ્રદર્શન આપ્યું પોતાની ટીમને આગળ સારા એવા પોઇન્ટ પર લઈ જઈ શકે છે અને તેઓ મને જ્યારે મળે ત્યારે હું એમને એ જ પૂછવા માંગીશ કે તમે જે પ્રમાણે રમી રહ્યાં છો રમતા રમતા આવ્યા છો ને આગળ પણ જે પ્રમાણે તમે રમશો તો તમે એવા પ્રોત્સાહનથી રમો છો અને ત્યારે તમારા મગજમાં કેવા વિચારો ચાલે છે તમે કયા વિચારોને લઈને ચાલો છો અને તમે જ્યારે ઓડી આટલી બધી જનતાની સામે રમો છો તમારામાં હિંમત આપણે કેવી રાખવી કેવા વિચારો રાખવા જોઈએ જ્યારે આપણી ત્યારે ટીમ કઈ રીતે આગળ જાય બસ હું તો આવું જ પૂછીશ તેમને ર ર